હા મને એવું લાગે છે ગુજરાતી ભાષાએ આ પ્રદેશમાં બીજી ભાષાઓના વિકાસમાં પ્રભાવ પાડ્યો છે કેમ કે ગુજરાતી ભાષા આપણી પ્રાદેશિક ભાષા છે એના કારણે વધારે બોલાતી અને સમજાતી હોય છે પૈસાનો વ્યવહાર હોય કે ઔદ્યોગિક કામ હોય એ બધામાં ગુજરાતી ભાષાનો વધારે ઉપયોગ થાય છે કેમ કે ગુજરાતના શ્રમિકોને ગુજરાતી પણ વધારે જ સમજાય છે ગ્રામ વિસ્તારના લોકો હોય વડીલો હોય ઓછા ભણેલા લોકો હોય એ લોકો ગુજરાતીમાં જ વાતો કરે છે અને એમને ગુજરાતી વધારે સમજવામાં આવે છે તો ગુજરાતી પ્રભાવ તો નાખ્યો છે બીજી ભાષાઓમાં